હં

આપણે ત્યાં અલગ અલગ પ્રકારના છે બર્થડેયા છે તો એ પ્રમાણે અલગ અલગ ભાવ મળશે સ્ટીલનો ચાર હજાર લોખંડનો પાંચ અલગ અલગ પ્રકારના છે એટલે એ રીતે મળશે

ડિસ્કાઉન્ટ તો ની થશે પણ તમને કેટલો જોઈએ છે માલ એ પ્રમાણે પંદર ટન જોઈએ છે તો એના ઉપરનો જીએસટી મુજબ જોઈ લઈશું જો થતું હોય તો પેમેન્ટ ઓનલાઈન પણ થશે અને રોકડ પણ થશે તો તમે પેમેન્ટ પેમેન્ટ કરી દો એટલે પછી માલ બે દિવસમાં હું તમને મોકલાવી દઈશ હા તો હા તમે પેમેન્ટ કરી દો એટલે થઈ જશે હા હા એ અમારી કંપની દ્વારા કરી દેવામાં આવશે હા હા